રસોઈ બનાવતી વખતે ઘણી બધી ચીજવસ્તુઓની સાવચેતી રાખવી જરુરી છે જેવી કે પહેલાં તો રસોડું સાફ હોવું જોઇએ અને રસોડામાં ગંદકી તો બિલકુલ હોવી જોઇએ નહીં અને રસોડામાં જે પાત્રમાં રસોઈ બનાવવાની છે તે પણ સાફ હોવાં જોઇએ શાકભાજી કઠોળ જેવી ચીજવસ્તુઓ સારી ગુણવત્તાવાળી હોવી જોઇએ અને શાકભાજી સારાં અને તાજાં હોવા જોઇએ અને જે રસોઈ બનાવેલી છે તે રસોઈને ખુલ્લી રાખવામાં આવે નહીં તેની ઉપર ઢાંકણ ઢાંકવું ખૂબ જરુરી છે જેના લીધે તેમાં અંદર જંતુઓ પડી શકે નહીં અને રસોઈ સારી રસોઈ બનાવેલી હોય તે સારી ર અને સ્વચ્છ રહે તેમજ રસોડામાં જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવા કરવો નહીં સારા અને સ્વચ્છ વાસણોનો ઉપયોગ કરવો બને ત્યાં સુધી સ્ટીલ અને પિત્તળનાં વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે રસોઈ બનાવતી વખતે આવી ઘણી બધી સાવચેતી રાખવી જરુરી છે